હા તમે વિમલ સેનેટરીમાંથી બોલો છો તમારા કેટલા દિવસથી તમને ફોન કરું છું તમે ફોન જ નથી ઉપડતા ને કેટલા દિવસથી કરું છું કોઈ દિવસ નેટવર્ક ના આવે કોઈ દિવસ લાગે તો ઉપાડો નહીં

હા તો અઅ અમારાં નવાં ઘરનું ફી ફીટિંગ કરવાનું છે તો તમે ક્યારે આવો છો પણ તમે ઝડપી કરો તો અમારે ત્યાં નવાં ઘરમાં રહેવા જવાનું છે હા એ તો હું ત્યાં આવીને જોઈ જઈશ અને મારાથી નહીં અવાય તો હું ઘરના કોઈ બીજાને પણ મોકલીશ ત્યાં પણ તમે જેમ બનો તેમ જલ્દી આવજો કારણકે અમારે નવાં ઘરમાં રહેવા જવાનું છે તમે કેટલા દિવસથી નથી આવતા ફોન કરો છો તો ની ભ તો બી નથી ઉપાડતા કેટલો ટાઈમ લાગશે તમારે આમ પંદર દિવસ તો બહુ કહેવાય અમારે ટૂંક સમયમાં તે નવા ઘરમાં રહેવા જવાનું છે બહારથી મહેમાનો પણ આવશે ને વધારે નથી ઉપર બે બાથરૂમ છે નીચે બેથરૂમ છે રસોડા રૂમ છે અને કિચન બીજું કંઈ જ નહીં આટલું જ છે જેમ બને એમ ઝડપી આવો ને તો સારું રહેશે હા પણ તમે ગમે તેને મોકલો પણ ઝડપી આવજો હા વાંધો નહીં પૈસાની વાત તો હું ત્યાં આવીને કરું છું મારા હસબન આવી જશે ત્યાં અને તે વાત કરી લેશે એમની રીતે હા હું જોઉં જો બપોર પછીનો ટાઈમ મળે તો હું તમારી દુકાને આવી જાઉં હા વાંધો નહીં પણ તમે જેમ બને તેમ જલ્દી પતાવી આપજો અમને કારણ કે અમારે ઉતાવળ છે હાલ આપણે પેહલાં તમે આવ્યા જ હતા ને ઉમિયાનગર સોસાયટીમાં વિસનગર આપણે જે પહેલાં તમને અ તમે પહેલાં જે પહેલી વાર આવ્યા ને ઘરે એટલે તમને બતાવવા લાવ્યા હતા કે આ જગ્યા એ અ નળનું ફીટીંગ કરવાનું છે તો ત તો તમે આવ્યા હતા ને તમને અડ્રેસ એ વખત મેં વૉટ્સઅપ કર્યું હતું તો જોઈ લેજો ને એકવાર ખ્યાતિ ઓકે ઓકે હં